શૅરબજાર એક આવકનો સ્ત્રોત છે ઘણા પોતાની મૂડી એમાં લગાવે છે અને જો યોગ્ય અભ્યાસથી અને કરવામાં આવે તો શેરબજારમાં ચોક્કસ પૈસા છે જ પરંતુ યોગ્ય આયોજનથી યોગ્ય અભ્યાસથી પૈસા રોકવામાં આવે તો શેરબજારમાં ચોક્કસ પૈસા વધે જ છે કોઈનું આંધળું અનુકરણ નહીં કરીને કોઈની ક્રીપટ આંખ બંધ કરીને કે આ જગ્યાએ આ નવું ઇન્વેસ્ટમેન્ટ છે એ કરવા જેવું છે એવું નહીં કરતા પોતે જાતે કંપનીના ફંડામેન્ટલ જાણી એ કંપની ખરેખર હયાત છે કે નહીં એના પ્રમોટર કોણ છે એ અભ્યાસ કરીને જો પોતાના નાણા રોકવામાં આવે તો શેરબજારમાં ખૂબ જ ફાયદો છે ઘણી સારી કંપનીઓ બેન્કનાં વ્યાજ કરતાં પણ સારું ડિવિડન્ટ આપે છે અને એ રેગ્યુલર ફિક્સ ડિપોઝીટ કરતાં તો શેરબજારમાં ઘણા પૈસા વધારે જ મળે છે એફ ડી ફિક્સ ડિપોઝીટ એ હવે લગભગ ભારતમાં એનું ચલણ ઓછું થઇ રહ્યું છે અને લોકો સીધા શેરમાર્કેટમાં જ પૈસા નાખી રહ્યા છે ડિજિટલ પણ જમાનો છે એટલે ઘણી બધી ડિજિટલ એપ છે જે કે આપણને ટ્રેડિંગમાં પણ હેલ્પ મદદ કરે છે આપણે પહેલાં શેરબજારમાં સ્પેશિયલ ઓફિસે જઈને ત્યાં મોનિટર પર સ્ક્રિન પર જોઈને સોદા કરવા પડતા પરંતુ તે હવે આપણા મોબાઇલમાં આપણી આંગળીઓની વેઢે આવી ગયા છે અને આપણે સોદો આપણાં ઘર બેઠા તરત જ રીયલ ટાઈમ એટલે જે ભાવ ચાલતો હોય એ પ્રમાણે જ કરી શકીએ છે જે સૌના માટે ફાયદાકારક છે થોડીક એમાં જોખમો પણ રહેલાં છે તો એ જોખમો આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ કે જે સોદો થાય ત્યારે જે તમારાં ફંડ ટ્રાન્સફર માટેના ઓટીપી આવે એ કોઈની સાથે નહીં આપવા અને દર અઠવાડિયે શુક્રવારે બજાર પૂરું થઇ જાય ત્યારે આપણા સોદા ચેક કરવા એ આપણી ફરજથી જો આપણે બરાબર કરીએ તો ડિજિટલ પેમેન્ટ પણ ખૂબ સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ તો આ રીતે શેરબજારનો ફાયદો જ રહ્યો છે જો તમે યોગ્ય રીતે એમાં ઈન્વેસ્ટ કરો તો